હાજી એવન સલૂન મારે છે ને મારી બેનની સગાઈને એવી રીતના છે મારે ને મારી નાની બેને હેર કટીંગ એવી રીતના કરવાનું હતું તો એના માટે અપોઇમેન્ટ મારે જોઈતી તી ક્યારે મળી શકશે મારી પંદર જુલાઇના છે પ્રસંગ એટલે મારે જો બની શકે તો આજે કા તો કાલ સુધીમાં થાય તો વધારે સારું હ ચાલી શકે હમ હમ પણ મારી જોડે છેને ભાઈ મારી બેન પણ છે મારી એટલે એને પણ લઈને આવાનું છે તો અંદાજે કેટલા કલાક આખું કરતાં થશે મારે જ્યારે કેરેટીને કરવાનું છે હા અને મારે ચાર્જિસ ને એ પણ પૂછવું હતું ઓકે શોલ્ડર લેન્થ છે

હમ હમ અને ભાવ શું છે હા ભાવ શું છે

અચ્છા ઓકે ઠીક છે સારું ઓકે ઓકે હા ઠીક છે બની શકે તો નાની બેનનું થોડું જલ્દી કરશું કાલે પાંચ વાગે ધ્રુવ શિખામાં